પહેલા જ્યારે નાના હતા ત્યારે કાર કે એવું કઈ ફેસીલીટી હતી નહીં એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય જાણે કે ટ્રેન બસ સાયકલ એ ટાઈપનું બધું યુઝ કરતા અને ત્યારે એક જગેથી બીજે જવામાં આખો દિવસ નીકળી જતો અને ટ્રેન કે બસ કંઈ પણ ટાઈમ પર આવતી નહીં હતી એના લીધે બહુ જ પ્રો સમસ્યા થાય છે જ્યારે પણ અમે નીકળવાના હોય અને ચાર વાગ્યાની જો ટ્રેન હોય તો ટ્રેન આવતા છ વાગી જાય ત્યાંથી પછી અમારે જ્યાં જવાનું હોય જાણે કે અમે બોમ્બે જવાનું હોય ત્યાં પણ લેટ પહોંચાય ત્યારબાદ ત્યાંથી ત્યાંથી ઘર જવા માટે વધારે સમસ્યા થતી કારન કે રીક્ષા યા બસમાં એટલી બધી ભીડ હોય છે જેથી અમને અંદર ચડવાની પન જગા ન હોય જ્યારે આ સમયમાં જ્યારે બધા પાસે ગાડી હોય છે મારે પોતા પાસે પન ગાડી ફોર વીલર છે જ્યારે કશે પન જવું હોય તો કોઈ પન ટાઈમ લાગવા વગર જ્યાં સુધીમાં પહોંચવું હોય ત્યાં સુધીમાં પહોંચી જતા હોય ઘરથી ઘર એટલે જ્યાંથી નીકળ્યા ને જ્યાં પહોંચવાનું ત્યાં સુધીમાં બધું જ ટાઈમ પર પહોંચી જાય છે ઘરના નજીક જ અમારા હાઈવે પડી જાય છે પન ચોમાસુંમાં રોડ નથી મળતું રોડ સારા નથી હોતા એના લીધે થોડું પ્રોબ્લેમ થાય છે પણ બીજા સિઝનમાં જ્યારે રોડ સારા હોય છે ત્યારે ટાઈમ કરતા પહેલા પહોંચી જવાય છે પ્લસ આ જમાનામાં ઇલેક્ટ્રિક અને બીજા બધા વ્હીકલ આવાથી પેટ્રોલ અને પૈસા પણ બચત થાય છે ફેસીલીટી એસી પહેલાંના જમાનામાં કારમાં કે બસમાં એસી ન હોવાથી ગરમી પણ ખૂબ જ લાગતી હતી પન આ જમાનામાં એટલું સારું થઈ ગયું છે કે એસી બસ એસી ટ્રેન એસી કાર અને બધું સારી ફેસીલીટી મળતી હોય છે સ્પેશિયલી જ્યારે વરસાદના સિઝનમાં જ્યારે બહાર વરસાદ પડતો હોય તો પહેલાના જમાનામાં માટે છત્રી અને ચાલતા જવાથી માણસો પલળી જતા અને એનાથી બીમાર પન પડતા પન આ જમાનામાં ટ્રેન અને બસ અને ઘર ગાડી એનાથી આ પ્રો સમસ્યા દૂર થઈ ગઈ છે જીવનમાં આ જમાનામાં સારું તો થયું છે પન પોલ્યુશન અને રોડ ખરાબ હોવાથી એક્સિડન્ટ્સ પન વધી ગયા છે કારણ કે બધા ગાડી વાહનો સ્પીડમાં ચાલતા હોય છે પહેલાંના સમયે લોકો પચાસ ચાલીસની સાઠની સ્પીડ પર જતા હતા અને હવે બધી જ ગાડીઓમાં એકસો વીસ એકસો દસની સ્પીડ પર જવાથી વાહનના એક્સિડન્ટ્સ વધારે થઈ ગયા છે અને ટાયર ફાટવાની બી શક્યતા વધી ગઈ છે